શું તમે કેનન કંપનીનાં હેલ્પલાઇન નંબરમાંથી વાત કરો છો મેં કેનન કંપનીનો બસો ડી નો કેમેરો મંગાવ્યો હતો તો તેમાં તેની વોરેન્ટી વિશે હું જાણવા મેં જાણવા માટે કોલ કર્યો છે તેની વોરેન્ટી કેટલા વર્ષની મળી શકે છે અચ્છા તેમાં એક વર્ષની વોરેન્ટી મળે છે અને તે તેના લેન્સ તૂટી જાય તો કેટલા મહિનાની વોરેન્ટી મળે છે અચ્છા તેમાં આઠ મહિનાની વોરેન્ટી મળે અને તેની બેટરી જો બગડી જાય તો કેટલા મહિનામાં કેટલા મહિનામાં એક્સચેન્ચ થઈ શકે છે કે વોરેન્ટી મળી શકે છે તેમાં પાંચ મહિના સુધી એક્સચેન કરી શકાય અને સારું ઓકે તો હું વો સારું